હલો હા બોલો હા તો હું શું કહું છું તમે હલો ગુડ ઈવનિંગ તો તમારું કામ કેવી ચાલે છે લાઇક રોડનું ને એવું બધું જે તમે બધા કોન્ટ્રાક્ટ લીધા છે

ઓકે ત્યાં ત્યારે હું પાકું જોઈશ અને રાઈટ તો બધું કામ કેવું ચાલે છે જે તમારું હાલમાં હમણાં ચાલે છે એ બધું કેવું ચાલે છે તમારું હંહં હંહં ઓકે હા હમ ઓકે ઓકે તો હું સ્યોર ટ્રાય કરીશ તમને આપવા માટે બાકી હું જોઈ લઇશ તમારું કામ કેવું છે મારા બીજા કયા બીજા બધા પૂછીને

હા ઓકે ઓકે સ્યોર હું પૂરેપૂરી ટ્રાય કરીશ તમને આપવા માટે ઓકે થેંક યુ વેલકમ